દરેક તહેવારો ઉત્સવો અને ધાર્મિક પ્રથાઓ સાથે અનેક પ્રકારના નાના વ્યવસાયો સંકળાયેલા હોય છે જેમકે ઉત્તરાયણમાં પતંગ અને દોરીઓનો વ્યવસાય હોળીમાં રંગોનો વ્યવસાય નવરાત્રીમાં પોશાક માટ ઘડાઓનો વ્યવસાય માટલીઓનો વ્યવસાય દિવાળીમાં કોડિયા બનવાનો વ્યવસાય અને આ વ્યવસાયો રોજિંદા વ્યવહારમાં ઘણું યોગદાન આપે છે આ સાથે ઘણી વખત નાળિયેરનો વ્યવસાય ચૂંદડીઓનો વ્યવસાય ઘણી એવી પ્રથાઓ હોય છે કે જેમાં નાળિયેર અને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે માણસને ટકાવવા માટે સૌથી વધારે જો યોગદાન આપતું હોય તો એક આસ્થા છે ને આસ્થાના લીધે માણસ આખું જીવન જીવી જાય છે એક નાળિયેર અર્પણ કરવાથી તે મોટામાં મોટી સમસ્યાઓના ઉકેલ લાવી શકશે એવી તેનામાં હિંમત આવે છે અને એ હિંમત તેને એ સમસ્યા સાથે સંઘર્ષ કરવાની એને શક્તિ આપે છે આ વ્યવસાયો સાથે જોડાયેલા જે વ્યવસાયકારો હોય છે તેમના માટે આ ઉત્સવો કે આ પ્રથાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે કારણકે તે તે જ સમયમાં પોતાની કમાણી કરી શકે છે અને વધુ ઉત્તમ કળાના નમૂનાઓ પણ આપણને આપી શકે છે આ કળાઓથી આ વ્યવસાયોથી અને આ ધાર્મિક પ્રથાઓથી જ આપણો સાંસ્કૃતિક વારસો ઘડાય છે જે આપણને અને તેમને રોજગારી પૂરી પાડે છે